બોલે એના બોર વેચાય ન બોલવામાં નવ ગુણ ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન સંપ ત્યા જંપ બકરું કાઢતાં ઊંટ પેઠો રાજા વાજા અને વાંદરા ત્રણેય સરખાં સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાય બંગલામાં છરી અને ગામમાં ઢંઢેરો